વાસણો ધોવા માટે વાસણો ધોવા માટે આપણે રસોડામાં જે વાણસો સફાઇમાં ઉપયોગ કરીએ છીએ તેમાંથી આપણે જ્યારે વાસણો એક તરફ ભેગાં કરી કે ત્યાં વાસણ ધોવાની ચોકડી હોય કે એનું ટબ બનાવેલું હોય ત્યાં રાખી અને આપણે વાસણો સાફ કરીએ છીએ ક જેમાં આપણે વીમ બાર સાબુ પણ આવે છે વાસણ ધોવાનો પાઉડર પણ આવે છે વાસણ ધોવાના માટે પહેલાંનાં જમાનામાં આપણી જે બળતણથી રસોઇ બનાવતાં એટલે એની જે રાખ હોય તેનાથી પણ આપણે એ વાસણો સાફ કરતા હતા એના પછી આપણે ધીમે ધીમે યુગ બદલાતો ગયો એમ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ આપણે વાસણો માટે ધોવા માટે આપણે નવાં નવાં સાબુ નવાં નવાં આજે તો નવી નવી પ્રોડક્સો નીકળી છે કે જેમાં શેમ્પૂ જેના પાઉડર સાબુ આ બધું વાસણો ધોવા માટે આપણે વાપરીએ છીએ બરાબર અને એની પ્રક્રિયામાં આપણે હાથથી જ આપણે વાસણો ધોઇએ છીએ એને સાફ કરીએ એના માટે આપણે જે અં ગાડી ક જે એક પ્લાસ્ટિકની આવે છે તેનો જ બને તેમ આજના અં તબક્કે લોકો ઉપયોગ કરે છે તેનો અ આ રીતે વાસણને અ ધોવા માટે ઉપયોગ કરે છે